ઈપીએફ ખાતાને અપડેટ કરવા માટે હું સૌથી પહેલાં ઈપીએફઓનાં પોર્ટલમાં લૉગઇન કરીશ જેમાં મારુ યુઝરનેમ ને પાસવડ હું ડાયલ કરીશ એ પછી હું મારા પ્રોફાઇલ સેક્શનમાં જઈને સેટિંગ્સમાં આરો છે હોદ્દો છે એ અપડેટ કરીશ જેના માટે મને યુ એ એન આઈડી એ મને અપડેટ કરવાની રહેશે એ યુ એ એન આઈડી નાખ્યા પછી મારો જે હોદ્દો છે હું એમાં બદલી નાખીશ એ પછી મારો જે હોદ્દો ઈપીએફના પોર્ટલમાં દેખાડશે એ અપડેટ થઈ જશે એના પછી હું મારો અકાઉન્ટ ઈપીએફ ઑ પોર્ટલમાંથી પાછો લૉગઆઉટ કરી નાખીશ